મેમ મારે છે ને જવેલરી શોપિંગ કરવી છે મેરેજ માટે તો મેરેજ માટે મારે મારે સાડી મારી પાસે વેસ્ટન સાડી છે એના માટે મારે સારો નેકલેસ અને સારા ઇયરિંગ અને બ્રેસલેટ એ લેવું છે મારે ડાયમંડમાં જોઈએ છે મારી સાડી મલ્ટી કલર ટાઈપની છે મારે છે ને ફાઇવ થાઉઝન અંડરમાં મળી જાય એવું જોઈએ છે હા ઓકે તો આપણે ક્યાં સુધીનું બજેટ આઈ મીન કેવો ડાયમંડમાં કયા સારા હશે ઓકે તો એનું કઈ રીતના લાઇક ડાયમંડમાં ચોકર રેસમાં કે પછી કોઈ સાઈટ્રેસમાં મારે મારે ચોકરમાં જોઈએ છે ડાયમંડનું ચોકર સત એના માટે મેચિંગ ઇયરિંગ્સ અને બ્રેસલેટ સાથે મારે જોઈએ છે

ઓકે હું આથી સાંજના ટાઈમમાં આવીશ તમારી સોપે બરાબર તમારી સોપ ઓકે તમારી સોપ ક્યાં સુધી ચાલુ હોય છે ઓકે અને સવારે ક્યારે ખુલે છે મારે આજે લેટ થાય તો કાલે સવારે આવીશ